દોસ્ત મેં હરિદ્વાર જવા માટે ટિકિટ બુકિંગ કરાવી હતી મારા ફુલ ફેમિલીની મારી પત્નિ મારા બાળકો સહીત એ રેલવેના નિયમ અનુસાર એ નેવું દિવસ પહેલાં એટલે કે ત્રણ મહિના પહેલાં મેં ટિકિટ બુક કરાવી દીધી હતી પરંતુ હવે

દિવસેને દિવસે એમની તબિયત બગડતી રહે છે મારે વારેવારે એમને દવાખાને લઈ જવું પડે છે તો હવે એ તો અને ડોક્ટરે પણ કહી દીધું છે તે તેઓ વધારે ફરી શકે હાલીચાલી શકે તેવું નથી ચાલી શકે એવું નથી તો હવે મારે થી જઈ શકાય એવું નથી કારણ કે એમને ઘરે એકલા મૂકીને જઈ શકાય એમ નથી અને એમની સાથે કોઈ એક જણો તો ફરજિયાત રહેવું જ પડે તો અમે અમારે આ ટિકિટ કેન્સલ કરવી છે પણ મને એની કોઈપણ માહિતી નથી જો સમય નીકળી જશે તો મારી ટિકિટ પણ કેન્સલ નઈ થશે અને મને રીફન્ડ પણ નહીં મળશે તો શું આ મારો પીએનઆર નંબર અને મારી યુઝર આઈડી પાસવર્ડ દ્વારા તું મારી આ ટિકિટ કેન્સલ કરાવી આપશે